હલ્લો બસ જો શાંતિ ખેતરે આયવી છુ ખેતરનું થોડું ઘણું કામ કરીએ છીએ એ હજુ બસ હવે પંદર વીસ દિવસ જેવો ટાયમિંગ છે પછી જોઈએ કે કયા યાર્ડમા કયો ભાવ ચાલે છે તો પછી વેચીશુ થોડુક વિચારીએ મિનિમમ હા પણ મેનૂ હા ઇ હા ઇ વિચારશુ સા સારો છે તમારૂ કે આપડુ ખુદ નુ મેન્યુફેક્ચરિંગ કરીએ પણ એના માટે આપડે કઈ કઈ રિક્વાયરમેંટ જોશે એટલે ઇન ધ સેન્સ આપડે જો ગોળનુ પ્રોડક્શન ચાલુ કરીએ તો એની બેઝીક રિક્વાયરમેંટ કઈ છે અધરવાઇસ મારો વિચાર એવો બી છે કે આપડે શેરડીનો રસ ખોલીએ કોઈ એવુ હાઇવે હોય જ્યાંથી મોટા બધી વ્યક્તિઓ પસાર થાતી હોય છે જે સીટીના પબ્લિક છે સીટીના વ્યક્તિઓ છે તે દેસી ખાવાનું વધારે પ્રિફર કરે તો એના માટે ત્યાં આપડે પંદર રૂપિયાનો કોઈ એક ગ્લાસ એ રીતના સર્વિસ ચાલુ કરીએ અધરવાઇસ ગોળનું કશું વિચારીએ કે કઈ બેઈઝ કરીએ કારણકે હા એ બી સારુ છે એ કારણકે કે જે શેરડીનો રસ કાઢતા જે છાલા વધે છે એ અત્યારે પેપર બનાવામા પણ યુઝ થાય છે તે પ્લેટ પેપર પ્લેટ જે આવે છે મારા છોકરાઓ વાત કરતા તા કે ઈ જે પેપર પ્લેટ આવે છે એ અત્યારે દિલ્લીને એ બાજુ સારું એનું માર્કેટિંગ થાય છે અત્યારે આપડા ગુજરાતમા બી થોડું ઘણું ચાલું થયું છે એ તો એનો વેસ્ટ જે આપડો કારબેજ છે એ બી યુઝ થઈ જાય છે તો જોઈએ બેય થોડું ઘણું ચાલુ કરીએ અને માર્કેટિંગ કરીએ હા થોડુંક ન્યુઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપશું આપડા સગા વાહલા ને કેહશુ ગામના લોકો ને કેહશુ એ રીતના માર્કેટિંગ કરશું ધીમે ધીમે કરીએ એ સારું છે હા તો આજે આપડે મલીને વાત કરીએ કે કઈ રીતના આપડે પ્લાનિંગ કરીએ આખુ એ હા હા પાક્કુ જો ચાલુ એવુ કઈક કરીએ ચાલો મળીએ બાય બાય